આપણે જાણીએ છીએ કે ભાષા તરીકે ગુજરાતી એ વિશ્વના ફલક પર બહુ મોટું નામ પ્રસ્થાપિત કર્યું છે બીજી બાજુ ગુજરતી ભાષા ભાષી લોકો પ્રાદેશીકતાને ધ્યાનમાં રાખીને ક્યાં કેટલીક બોલીઓમાં પણ આ ગુજરાતી ભાષા વહેતી થયેલી છે ખાસ કરીને ગુજરાતના લોકોએ પોતાની ઓળખ આપવા માટે નમસ્તેથી શરૂઆત કરે છે અને પછી પોતે ગુજરાતનાં પ્રદેશમાં રહે છે એમ કહીને પોતાના રીત રિવાજો પોતાનું પહેરવેશ પોતાને ત્યાંની માન્યતાઓ પોતાને ત્યાંની સંસ્કૃતિ આ બધા વિશેની ખાસ કરીને એ ઓળખ આપતા હોય છે ગુજરાતના લોકો ગુજ્જુ તરીકે ઓળખાય છે એનો મતલબ એ કે પ્રમાણમાં સાહસથી થોડાક દૂર રહેનારો સમાજ સમાજ છે પણ બીજી બાજુ આપણે જાણીએ છીએ કે આજે ગુજરાતીઓએ વિશ્વ આખામાં પોતાના સબંધો ઊભા કર્યા છે વિશ્વના ઘણા બધા દેશોમાં ગુજરાતીઓએ પ્રવેશ કર્યો છે અને ગુજરાતનાં લોકોએ સબંધ જાળવવાની બાબતમાં સબંધની ભાવના દર્શાવવાની બાબતમાં ગુજરાતી ભાષાનો ખૂબ સારી રીતે ઉપયોગ કરે છે પોતે પોતાની ભાષાના માધ્યમથી એટલી સરળતાથી ગુજરાત ગુજરાતી ભાષા જ હકીકતમાં તો એક મીઠી ભાષા છે અને ખાસ કરીને ગુજરાતના કાઠિયાવાડ પ્રાંતની સૌરાષ્ટ્ર પ્રાંતની જે ભાષા છે કે પ્રમાણમાં ભાવનાઓને પ્રસ્થાપિત કરવાના સંદર્ભમાં ખૂબ સારી રીતે ઉપયોગમાં આવે છે ગુજરાતનાં લોકો પોતાની ભાષાનો ઉપયોગ કરીને એક લાંબા ગાળાનો સબંધ બનાવાની ભૂમિકા ચોક્કસપણે ઊભી કરતાં હોય છે એટલે ગુજરાત જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં તા એક નવા ગુજરાતની ઓળખ આપણે ઊભી કરતા રહ્યા છીએ અને ગુજરાતનાં લોકોની ઓળખ એ ગુજરાતી ભાષાના માધ્યમથી ભાષાની નોજે લેહકો છે એ જુદા જુદા પ્રાંતમાં જુદી જુદી રીતે એક ડાયલેક તરીકે પ્રયોજાય છે પણ ઓલઓવર આપણે એવું કહી શકીએ કે ગુજરાતના લોકોએ ગુજરાતી ભાષાની એક સારી ઓળખ ઊભી કરી છે પરસ્પરના સબંધો દર્શાવવાની બાબતમાં અને જાળવવાની બાબતમાં ભાષા એ ગુજરાતી ભાષા પોતે કંઈક અંશે વિવેકી ભાષા છે અને એ ભાષાનો ઉપયોગ કરીને આજે આપણે ગુજરાતીનો ખૂબ સારો વિકાસ કરી શક્યા છીએ